મેં એક સર્ટ ખરીદ્યું હતું તે સર્ટ ખૂબ સરસ સુંદર દેખાતું હતું એ એ જે પ્રોડક્ટ મેં વાપરી એ મને બહુ ગમી કારણ કે શર્ટનું ફિનિશિંગ એની જે ડિજાઇન લાઇનિંગ એના જે કૉલરનો જે સેપ હતો એ એનાં બટન એની જે સાઇનિંગ ખૂબ સરસ મને એ સર્ટ પહેરવાની ખૂબ મજા આવી કારણ કે એનાથી લોકો એ જોઇને મને એમ પૂછતાં કે ક્યાંથી ખરીદ્યો કેટલામાં ખરીદ્યો મને આપવો છે આવા લોકોનાં વિવે સાંભળીને મને પણ નવાઇ લાગતી કે ખરેખર આ જે મેં પ્રોડક્ટ ખરીદી છે સર્ટ એ મેં બહુ મારી જે પસંદગી છે એ ખૂ ઊચ્ચ ક્વોલિટીની હતી અને એ શર્ટની બીજી ખાસિયતની વાત કરું તો એ સર્ટને વારંવાર ધોવા છતાંય એમાંથી કલર જતો નથી બીજું એનું કાપડ એવું સરસ મજાનું છે કે પસીનો લાગે તો એ સોષી લે છે એ પરસેવો પણ વળતો ન વળવા દેતું નથી એ સિવાય ઠંડીની અંદર પણ મને એટલું બધું કન્ફટેબલ આવે છે કે ઠંડી પણ લાગવા દેતું નથી એટલે આ સર્ટ ખરેખર મને બહુ ગમે છે એને હું વારંવાર પહેરું છું આ શર્ટનું જે મને ફિટિંગ છે ખાસ મહત્ત્વનો પાર્ટ આપણાં જીવનમાં શરીરનાં એનાં ફિનિશિંગનો જ હોય પહેરું એટલે મારું લૂક પણ અલગ જાતનો લાગે છે લોકો ઘણાં બધા સ મિત્રો પણ પૂછે છે કે આ સટ ક્યાંથી ખરીદ્યો કેટલામાં ખરીદ્યો મારે ખરીદવો હોય તો મળશે એનું કાપડ એની સાઇનિંગ એની ડિજાઇન બહુ ગુડ સરસ મજાનું છે એટલે ખરેખર આ જે સર્ટ છે એ મારા માટે ગૌરવની વાત છે એ સર્ટ પહેરું એટલે હું ગૌરવ મારું માથું ઊંચું કરીને ચાલુ છું ને આ સર્ટ પહેરવો મને ખૂબ ગમે છે અને એ સર્ટથી જ હું રૂડો રૂપાળો અને રળિયામણો લાગું છું આ સર્ટ મને બહુ ગમે છે